હા માનસિક આરોગ્ય મુદ્દે માહિતગાર છીએ કારણકે આ કેન્દ્રનું માનસિક આરોગ્યનું પ્રશ્નોનું ઉપયોગ કરી તેના માનસિક રીતે કયું સંતુલન છે તેનું માહિતી મેળવે છે સમાજમાં લોકો આ વસ્તુને ઘણી રીતે છુપાવે છે અને તેમનું ચીકીત્સા પણ કરાવતા નથી કારણકે સમાજમાં ખબર પડે તો તેઓને દુ ખ જેવુ થતું હોય છે એટલે લોકો આ વાતને છુપાવીને રાખે છે અને સમાજને કહેતા નથી કે માનસિક રીતે હતાશ ચિંતા મનોચિકિત્સા વગેરેને આ ટેન્સનો લઈને લોકો પોતાની રીતે જીવતાં હોય છે આવા કેન્દ્રોમાં જતાં લોકોને માનસિક રીતે આરોગ્ય આપવામાં આવે છે અને લોકો પણ જાતા નથી અને આ વાતને સમાજમાં આવવા દેતા નથી એટલે લોકો